અમારા વિસ્તારમાં મુખ્યત્ત્વે મનોરંજનનાં માધ્યમો અને આવા મનોરંજનના જે ઉદ્યોગો છે એમાં મુખ્યત્ત્વે ફિલ્મ ટેલિવિઝન રેડિયો વગેરે ચાલી રહ્યું છે એમાં આજની પરિસ્થિતિને જોતાં થોડાં વર્ષોની અંદર રેડિયો અને ટેલિવિઝન આ બંને ક્ષેત્રે લોકોનું આકર્ષણ વધ્યું છે ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટી રેડિયો કેંપસ અને બીજા આણંદની અંદર ચાલતા અલગ અલગ રેડિયો કેમ્પસનાં માધ્યમે રેડિયો તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે સાથે સાથે ફિલ્મમાં પણ લોકો ઇન્ટરેસ્ટેડ થયા છે ખાસ કરીને ઐતિહાસિક લગતી ગુજરાતી ફિલ્મોની અંદર તેઓ પોતાનો ફાળો નોંધાવે છે